સ્ટ્રીમિંગ અને વિડીયો કૉન્ટેન્ટમાં સર્જને ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝમાં બહુ જ મોટી અસર કરી છે કારણ કે સર્જકો વિડીઓનું સર્જન કરીને યુટ્યુબમાં અથવા તો ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરે છે જેથી જે યુટ્યુબ યુ વાપરતા હોય તેનામાં વિડીયો પહોંચે છે અને તે વિડીયો જોવે તો તેને પસંદ આવવાથી તે તેને પસંદ કરે છે અથવા તો ગેમ રમતા હોય તો તેને ટાળવાનું નક્કી કરે છે અને વિડીયો જોવાનું પસંદ કરે છે જેથી સોશિયલ મીડિયામાં તેનો કન્ટેન્ટ સારો હોવાથી બધા લોકો તેને પસંદ કરવાથી બહુ જ તેના વ્યુવ્ઝ આવે છે અને ગેમિંગ રમવાનું લોકો ટાળે છે જેથી ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝમાં બહુ જ મોટી અસર જોવા મળે છે આજના સમયમાં સોસલ મીડિયાનો યુઝ વધુ થવાથી ગેમિંગમાં કોઈ ઇન્ટ્રસ્ટ ધરાવતું નથી અને વિડીયો સર્જન કરનાર કોમેડી વિડીયો બનાવીને લોકોને હસાવીને મજાક કરે છે અને તે વ્યુઝ મેળવીને સારા એવો પ્રોત્સાહન મેળવે છે જેથી ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ જ મોટી અસર જોવા મળે છે